લોકો પહેલીવાર ચિત્ર દોરવાનું શરું કરે ત્યારે ઘણી બધી ભૂલો કરતા હોય છે જેવી કે પેન્સિલથી દોરે પણ બરાબર ના દોરાય કલર પૂરે તો કલર સારા ના પૂરાય અને પછી કાગળ પણ જેમ તેમ પકડીને દોરતા હોય છે જે કલાકારને ઘણી બધી ભૂલો સૌપ્રથમ હોય છે અને પછી જો સારું કલાકાર બનવું હોય તો તેને ઘણા બધા પ્રયત્નો કરવા પડે ઘણી બધી ચિત્ર એમ દોરવાની પ્રેક્સટિસ કરવી પડે પછી તે ચિત્રને બીજા કલાકારો પાસેથી અનુભવ લેવો પણ જરૂરી છે ત્યારબાદ તે કલાકાર એક સારો ચિત્રકાર બની શકે છે